વિષય પીયુસી પ્રમાણપત્ર માટે અરજી કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન માટે વિનંતી માનનીય પરિવહન સેવા સપોર્ટ ટીમ આશા છેકે તમે સારી તબીયતમાં હશો હાલમાં મેં ચાર નવા વાહન ખરીદ્યાં છે અને મને તેમના માટે પીયુસી પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવાની જરૂર છે હકીકતમાં પીયુસી પ્રમાણપત્ર માટે અરજી કેવી રીતે કરવી તે અંગે મને સ્પષ્ટ માર્ગદર્શન નથી આ માટેની પ્રક્રિયા અને દસ્તાવજોની જરૂરિયાત અંગે મારી પાસે પૂરતી માહિતી નથી મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને પીયુસી પ્રમાણપત્ર મેળવવા માટેની સંપૂર્ણ પ્રકિયા વિશે મને માર્ગદર્શન આપશો ખાસ કરી ને નીચેની બાબતો અંગે માર્ગદર્શન આપવા વિનંતી છે નંબર એક પીયુસી પ્રમાણપત્ર માટે ઓનલાઈન કે ઓફલાઈન કેવી રીતે અરજી કરી શકાય નંબર બે આ માટે કયા ફોર્મ દસ્તાવેજોની જરૂર પડશે નંબર ત્રણ પ્રક્રિયા દરમિયાન કોઈ ફી લેવામાં આવે છે કે તો તે અંગે પણ કૃપા કરીને સ્પષ્ટતા કરો નંબર ચાર જો કોઈ અનિવાર્ય પ્રક્રિયા હોય જેમ કે વાહન નિરીક્ષણ વગેરે તો તે વિશે પણ માહિતીગાર કરો તમારા માર્ગદર્શન દ્વારા હું પીયુસી પ્રમાણપત્ર માટેની પ્રક્રિયા સરળતાથી પૂરી કરી શકીશ જો કોઈ વધારાની માહિતીની જરૂર હોય તો એ પણ મને જણાવશો તમારો ખૂબ આભાર અને તમારી મદદ માટે હું ખૂબ જ આભાર માનું છું શ્રેષ્ટ સુજ્ઞ શુભકામનાઓ સાથે મારું નામ અયાન ગોહિલ છે